હાલો ક્યાં છો ઠીક તે તે તારે ક્યારે પતે જોબ હા હા ક્યારે પતે તારે જોબ હું ય અત્યારે જો નવરો થયો તો એ મેં કીધું લાવ ફોન કરું તો કીધું હમણાં કાલે હમણાં આ શનિએ તે ફોન તો કરું જ ને તો તારા સિવાય તો બીજા કોને ફોન કરું હમણાં ઓલા પતે ને શનિ હમણાં આ વિકેન્ડમાં શનિ રવિ એ તો શું કહે શું કહે તે તું ઓલી થોડીક રિસાઈ ગઈ તી તો મેં કીધું લાવ કીધું ક્યાંક ફરવા જઈએ ક્યાં જાવું ફેર તો પડતો જ હોયને તો ફેર તો તને કેતો હોયને તો હા તને નહીં તો કોને લઈ જાઉં ના ભાઈ ના તે એમ નહીં તો શીદ જાવું છે બોલ બોલ તું કહે ત્યાં જઈએ બોલ સોમનાથ જવું છે તો ગીર સોમનાથ ગીરમાં આબુ અંબાજી આબુ આબુ અંબાજી આબુ હા એ સાઈ એ સાઈડ અત્યારે હા એ સાઈડ અત્યારે ચોમાસા જેવું હોયને તો અત્યારે બહુ સારું વાતાવરણ છે ને અતારે રોમેન્ટિક બોમેન્ટિક મસ્ત હા મકાઈ બકાઈ ખાઈશું તે વિચાર તો આવે જ ને તેરે મને નો આવે તો બીજા તો કોને વિચાર આવે એયા જાય તો ખરી હઅ તો જઈએને અચ્છા હા તો તું તું અત્યારે હા તો એમ નહીં તું અત્યારે રજાની અરજી મૂકી દે તો કદાચ આ શનિવાર પાસ થઈ જાશે તો હ ઠીક તો ચાલને તો હું કે તો શુક્રવારે તો તો આપણે શુક્રવારે નિકળીશું રાત્રે તું આવને પછી એટલે જોબ ઉપરથી પછી આપણે જઈએ તો ઓકે તો બસ જો આ રહ્યો હું હજી ઘરે આવ્યો મારે આજે વહેલાસર પતી ગયું કામ હતું તે બધું હ હા આજે વહેલું છે ઘરે કોઈ નથી હ જોઈએ તો તો પછી ટ્રેનમાં ટ્રેનમાં જ જવાયને તો હું હમણાં રિઝર્વેશન કરાવી નાખું તો ટ્રેનમાં તો ચાલ્યા જઈએ હા તો આમેય શુક્રવારનું જોઈ લઉં તો હાલ શુક્રવારનું હોય તો રાતની રાતની રાતની ટ્રેનમાં બેસી જઈએ ઓલી કામખ્યા વાળી હશે કદાચ તો કામખ્યા વાળીમાં બેસી જઈએ તો રેડી ઓકે ઓકે તમ તારે તણે અને હા હા ઓકે કંઈ વાંધો નહીં તું ક્યારે ઘરે આવે છે